આમ તો હું વર્ષથી બાગ કામ કરું છું એમાં અલગ અલગ ફળ હોય કે ફૂલ હોય એમાં અલગ અલગ વાવું છું અને એમાં વધારે કરીને ટકાઉ પદ્ધતિનો હું ઉપયોગ કરું છું ટકાઉ પદ્ધતિમાં હું જંતુનાશક દવાઓ હોય કે ફુવારા પદ્ધતિ હોય એ બધાંનો ઉપયોગ કરીને એમાંથી ભીંડા હોય કે વરિયાળી હોય કે સફરજન હોય એ આમ અલગ અલગ વેરાઈટીની શાકભાજી પણ એમાં ઉગાડું છું અને આ મને એવું લાગે છે કે મને ટકાઉ પદ્ધતિનો ઉપયોગ આમ બધાએ કરવો જોઈએ એનાથી શાકભાજીને કે કોઈ બાગમાં કોઈ નુકસાન ન થાય અને એ શાકભાજી હોય કે ફળ એ ખાવા માટે પણ આપણે સારા શરીર માટે ઉપયોગી છે એ માટે જેમ થાય એમ બધાએ ટકાઉ પદ્ધતિનો વધારે ઉપયોગ કરવો જોઈએ